મારી સો એકડની જમીન છે તે દરમિયાન મારા પાકને નુકસાન ન થાય તે તે માટે મેં વીમો લીધો હતો તો કારણોસર અમારે ઘર બદલાવવામાં વીમા પાવતી મારાથી કંઈક મુકાઈ ગઈ છે તો તેના માટે હું નવી વીમા કઢાવવા માટે મારા બધાં જ કાગળિયા લઈને હું પહોંચી ગયો છું કલેક્ટર ઓફિસે તો હવે તમે મને જણાવી શકો કે હું મારો નવો વીમો કેવી રીતે કઢાવી શકું અને તેના માટે મારે કયા કયા કાગળિયાની જરૂર પડશે તો હું તમને ત્યાં સુધી મારા કાગળિયા પહોંચતા કરી દઉં ને તમે મને તે જણાવો કે મારો વીમો મને કેટલા ટાઈમ સુધીમાં પરત મળી શકશે